હું શાળામાં અથવા કોલેજમાં ડ્રોઈંગ કે ફાઇન આર્ટસના શિક્ષણ મેળવી નથી પરંતુ મેં આ વિષયમાં રસ રાખ્યો છે અને મારી જાતે શીખવાનો પ્રયાસ કર્યો છે કલા એ એવી બાબત છે જે સર્જનાત્મકતા અને ભાવના વ્યક્ત કરવાના એક મજબૂત માધ્યમ છે જોકે જો કોઈ આ ક્ષેત્રમાં વ્યવસાયીક રીતે આગળ વધવા માંગે છે તો ઘણાં ઉચ્ચ સ્તરના કોર્ષ અને કોલેજો છેજ જ્યાં ફાઇન આર્ટસ અને ડ્રોઇંગનું વ્યાપક શિક્ષણ મળે જ છે ગુજરાતમાં ઘણી કોલેજો એન્ડ ઇન્સ્ટિટ્યૂટ છે જેવી કે મહારાજા સયાજીરાવ યુવર્સિટી જે વડોદરામાં આવેલી છે કે જ્યાં ફાઇન આર્ટ્સમાં વિવિધ વિશેષતા ધરાવતા પ્રોગ્રામો ફક્ત થાય છે આ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને પેઈન્ટીંગ્સ કલ સ્કલ્પચર પ્રિન્ટ મેટીંગ પ્રિન્ટ મેકિંગ અને અન્ય વિવિધ કલાત્મક કૌશલ્યોના ક્ષેત્રોમાં મહાવરો મેળવવાનો અવસર મળે છે આ ઉપરાંત એનેડીએ મતલબ કે જેનો મતલબ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જે અમદાવાદમાં છે આર્ટ અને ડિઝાઇનમાં આંતરિક સ્તરે ઓળખ પ્રાપ્ત છે જેને જ્યાં વ્યવસાયીક સ્ટાન્ડર્ડનું ડિઝાઇન અને ફોટોગ્રાફીનું શિક્ષણ મળે છે જ્યાં સુધી મારા કલાક્ષેત્રની કારકિર્દીનો પ્રશ્ન છે તો મારે આ ક્ષેત્રમાં થોડી વધુ પ્રગતિ કરવી છે અને હું કરી પણ રહી છું મારા માટે કલા માત્ર અભિવ્યક્તિનો માર્ગ નથી પરંતુ તે મારી ભાવનાઓ વિચારો અને સર્જનાત્મકતાને નવી દિશા આપવાનું મધ્યમ પણ છે મારું મુખ્ય લક્ષ્ય એ છે કે હું મારા કૌશલ્યને સતત નિખારી શકું અને નવા સર્જનાત્મક પ્રોજેક્ટ્સને હાથ અજમા હાથ અજમાવી શકું બરાબર આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મારી કેટલીક યોજનાઓ પણ છે પરંતુ પહેલા હું એવું કહેવા માંગીશ કે ચિત્રકળા ડ્રોઈંગ જે છે કલા છે એક પ્રકારની એવી કલા છે જે મારા મનને શાંતિ આપે છે જે મારી એક હોબી જ નથી પરંતુ મારો સ્ટ્રેસ દૂર કરવાનો એક મારી મારા તાણને ઓછું કરવાની એક રીત પણ છે તે એક ડ્રોઈંગ પછી ગમે તેટલો સમય માંગી લે પરંતુ આ ફોન મોબાઈલ ફોનના દુરુપયોગથી તો ઘણું જ સારું છે કે મારે જ્યારે પણ એવું લાગેને કે મન હળવું કરવું છે એ કંઇક એવું નવું કરવું છે જે હું રોજીંદા જીવનમાં નથી કરતી પરંતુ જેને હું ટાઈમ નથી આપી શકતી જેના લીધે મને શાંતિનો અનુભવ થવા લાગે છે એજ એક મારી કળા છે એ છે ડ્રોઈંગ કરવું એ કરીને જે સુકુન મળે છે તેટલું તો સુકુન મને ક્યાંય નથી મળતું તો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મારે કેટલીક યોજનાઓ પણ છે પ્રથમ કે હું કેટલાક ઓનલાઈન ડ્રોઈંગ અને પેંટિંગ કોર્ષમાં નોંધણી કરાવવાની છું મેં આ વિષે વિચાર્યું તો છે જ્યાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે જાણીતા કલાકારો દ્વારા શીખવવામાં આવશે બધી જ અલગ અલગ ટાઈપની ટેક્નિકસ હોય છે તે તે પછી હું અલગ અલગ કલા પ્રદર્શનોમાં ભાગ લઉં અને મારી કલા રજૂ કરીશ આ ઉપરાંત મને એવા લોકો સાથે જોડાવામાં ગમશે જેઓ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે જેથી હું તેમની પાસેથી પ્રેરણા મેળવી શકું અને વધુ શીખી શકું કલા એક કારકિર્દીનોજ એક ભાગ નથી પરંતુ જેમકે કે કહી શકાય કે એક ખુશી મેળવવાનો એક રસ્તો છે હું મારા વિચારો પ્રમાણે કહું છું કે જો અગર આ ક્ષેત્રમાં કારકિર્દી નથી પણ મેળવવી મને તો પણ કશું કંઇ વાંધો છે નહીં હું નવું નવું શીખવામાં માનું છું જેથી મારી એકમાત્ર આ હોબી નથી મારી ઘણી બધી હોબીસ છે એક કલાકાર તરીકે આગળ વધવું હોય તો નિરંતર પ્રયાસ કરવો જરૂરી છે કે નિરંતર પ્રેક્ટિસ કરવી જરૂરી છે એક એવી સર્જનાત્મક વિચાર શક્તિ હોવી જરૂરી છે અને સાચા માર્ગદર્શનને મહત્વ પણ માનું છું હું મારો કલાપ્રેમ સાથે રહેતો રહું અને નવા માધ્યમો અને શૈલીઓ સાથે પરીક્ષણો કરતી રહું

જેના લીધે હું આ કળાને આગળ લઈ જઈ શકું અને હું આમાં આગળ પ્રયાસ કરું છું જેથી મારી આ કળા આગળને આગળ સારી થતી જાય